હલો તુલસી રેસ્ટોરન્ટમાંથી વાત કરો છો અત્યારમાં અમે અમરોલીમાંથી તમારી પાસે મંચુરિયન મસાલા ઢોંસા અને હજી એક ઓડર કર્યો હતો પુલાવ હા પુલાવ આ ત્રણે ત્રણમાંથી અમે તમને ઓડર કર્યો હતો જે અત્યારમાં અમારી ઘરે પાર્સલ થયો છે અને જસ્ટ અત્યારમાં જ અમે ઓપન કર્યો છે અને ખોલ્યું છે પણ આમ પુલાવ માંથી આમ એવી વાસ આવે છે મસાલા ઢોંસામાં બટેકા હોય તે આમ સળેલા કે એવા હોય કે પલળેલા બટેકા જેવા હોય તેવું લાગે છે શું તમારી સર્વિસ કોઈ સારી નથી અમને એવું હતું કે તમારી રેસ્ટોરન્ટનું એટલું મોટું નામ છે તો તમારી સર્વિસ સારી હશે અટલે અમે તમને ફોન કરીને કે તમારી પાસે ડિલેવરી કરાવી પણ સુરતમાં ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાંથી અમે મંગાવી શકીએ છે તો પણ અમે તમને હું કહેવાય એક ચાંસ આપ્યો પણ તોય તમે આટલું સારું ડિલેવરી નથી કરી શકતા તો પ્લીઝ મને છે ને રિફંડ કરો અને મને અત્યારમાં ને અત્યારમાં ફૂડ બદલીને આપો જે સારું હોવું જોઈએ અથવા નહીં આપો તો પણ ચાલશે પણ મને મારા પૈસા પાછા આપો અને આતો ખાલી એક વાત થઈ કે પૈસા પાછા આપવાની પણ જો જેને ખબર ના પડતી હોય અને તે આ ફૂડ ખાઈ લે તો કેટલું નુકસાન કરે છે એ તમે જાણો છો અત્યારમાં જ એવા કેટલા બધા કેસ બને છે તમને ખબર છે કે આ વરસાદ પડે છે વરસાદ પડે પડવાથી આ બટેકા પલળે છે પલળી ગયેલા બટેકા જે આપણે ખાઈએ એમાં આખી રાત જો બટેકું પલળેલું હોય તો એ આ બટેકું બધું પાણી ચૂસી લે અને પાણી ચૂસીને જ્યારે આપણે એને ખાઈએ છીએ તો એ અંદર જઈને આપણને ફૂડ પોઇઝન થાય છે જેનાથી ટાઇફોડ મેલેરિયા ડેન્ગ્યુ ઘણા બધા એવા રોગ થયા કે પેટના રોગ થયા કે ઝાળા ઊલટી થઈ શકે છે નાના છોકરાને જો ખાવામાં આવી ગયો હોય તો એ લોકોને પણ તકલીફ થઈ શકે છે તો પ્લીઝ તમે આ બધું થોડુંક ધ્યાન રાખો અને તમે જે શાકભાજી ને એ બધું લ્યો છો અને તેને ધોવો સરખું ધોવો અને સારી ગુણવત્તાવાળું શાકભાજી ખરીદો એવું લાગે તો તમે મંચુરિયનના જેટલા પૈસા લ્યો છો તેની કરતાં થોડાક વધારે લ્યો જેટલા તમારથી લેવાતા હોય એટલા લ્યો અમે આપવા તૈયાર છીએ ગુણવત્તાવાળું ખાવામાં જ અમે આગ્રહ ધરાવીએ છીએ જેવી તેવી ગુણવત્તાવાળું ખાવાની અમે આગ્રહ ધરાવતા નથી તો પ્લીઝ તમે જેવી જેટલું બને તેટલું સારું અને આમ ટેસ્ટી નહીં હોય તો ચાલશે પણ જેટલું સારું અને જે કહેવાય ને કે હેલ્થી ખાવાનું હોવું જોઈએ એ હોય તો વધુ સારું અને જો તમને મારી કોઈ પણ વાતનું ખોટું લાગ્યું હોય તો તમે ખોટું નહીં લગાડતા આપણે કોઈ પણ નાની નાની ભૂલમાંથી આપણે આપણી આપણી ભૂલ શોધીને આપણે તેની પર કામ કરવું જોઈએ કે જેથી આપણને ખબર પડે કે આપણે હવે આગળ કયું પગલું ભરવાનું છે અને એ ભૂલ પાછી તમે ન દોહરાવો દોરો એવી અમારી વિનંતી છે અને પ્લીઝ મને મારા પૈસા રિફંડ કરો